હલો ઉબરમાંથી બોલો છો મારે એક જાણકારી જોઈતી હતી આપની પાસેથી ઓલા કંપનીમાંથી મને એક ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવેલી છે જ્યારે મેં તેની પ્રથમ વાર એની એપ્લિકેશનનો ઉપયોગ કરેલો હતો ત્યારે આ ડિસકાઉન્ટની કુપન મને મળેલી હતી એ માટે મારે પૂછપરછ કરવી છે કે મારા મિત્રોને એમના એક જગ્યા પર સફર કરવી છે અને એ માટે ડિસ્કાઉન્ટ અને એના માટે વાત કરવી હતી કે આ પ્રોમોકોડનો ઉપયોગ કરવાથી કેટલું ડિસ્કાઉન્ટ મને મળી શકે અને કેટલા દિવસ સુધીનું મારે આ પેકેજ લેવું પડશે તેની જાણકારી જોઇએ છે જેથી આપ મને આનો બધો જ રેટ અને ટોટલ માહિતી મને આપવા મેહરબાની કરો

બીજું